સ્વિમિંગ કરતી વખતે આપણને ઈજા ના થાય અને તરણ સબંધી ઈજાઓ ના થાય એના માટે આપણે ખાસ કરીને જે આપણો ઇન્સ્ટ્રક્ટર હોય એ ઇન્સ્ટ્રક્ટરની સૂચનાનું પૂરેપૂરું સંપૂર્ણપણે પાલન કરવું જોઈએ પ્લસ જ્યારે આપણે સ્વિમિંગ કરવા માટે સ્વિમિંગ પુલમાં જતા હોઈએ ત્યારે સીધેસીધું ફ્લેટ અને બહુ ઊંચાઈથી બહુ હાઇટથી એની અંદર કૂદવું ના જોઈએ આપણને જો ડીપ પાણીમાં જવાથી પ્રોબલમ થતું હોય તો બહુ ડીપ પાણીની અંદર ના જવું જોઈએ આ સિવાય સ્વિમિંગ કોશ્ચૂમ કેપ્સ ગોગલ્સ અને એ બધી વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ સ્વિમિંગ કોશ્ચૂમ પહેરવાથી ફાયદો એ થાય છે કે પાર સ્વિમિંગના પાણીની અંદર ક્લોરિન નાખેલું હોય છે જેના લીધે ત્વચા એ સ્કીન ઉપર એ અસર કરે છે જો આપણે સ્વિમિંગ કોશ્ચૂમ પહેરી રાખીએ તો એ આપણી ત્વચાને નુકસાન થવા દેતો નથી કેપ નાખવાથી આપણા વાળ ખરાબ થતા નથી ક્લોરિનના પાણીના લીધે અને ગોગલ્સ પહેરવાથી આંખમાં પાણી જતું નથી જેથી આંખને નુકસાન આપણે થતું નથી